એઝ આઈ એમ સેયિંગ પોઝિટિવ એક્સપિરિયન્સ પોઝિટિવ એક્સપિરિયન્સની વાત કરીએ મારી જે પહેલી પ્રોડક્ટ છે જૅકેટ એના માટે મેં એ જેકેટ લીધેલું હતું બારસો રૂપિયામાં જે ડેનિમ જૅકેટ હતું જે ડેનિમ જૅકેટ નહીં નહીં તો મેં આજથી બે વર્ષ પહેલાં લીધેલું હતું અને એનો એક્સપિરિયન્સ કંઈક ખૂબ જ સારું છે જેકેટ મને એ જેકેટ પહેરવાનો બહુ જ આનંદ આવે છે હાલ પણ એ જેકેટ અત્યારે ખૂબ નવા જેવું જ લાગે છે એના મટિરિયલની વાત કરીએ આપણે ડેનિમ હાર્ટ જેકેટ છે એ રહ્યું એ અને કંપની પણ આપણે જો કે વાત કરીએ મેં ઝારાનું લીધું હતું ભલે થોડું કૉસ્ટલી હતું આમ તો પણ બહુ સારું હતું જેકેટ અને એ જેકેટમાં એક ખૂબ સારી વાત એ છે કે બે વર્ષ થઈ ગયા છે તો પણ આપણે એને ધોઈએ કપડા સુકાવીએ તો પણ આજની તારીખમાં એમાંથી ખૂબ ખાસ કલર ગયેલો નથી કપડું સારું અને સારું નવા જેવું જ છે હજુ સુધી એ વસ્તુ મને ખૂબ જ સારી લાગે છે અને એ પ્રોડક્ટ મારા માટે સૌથી બેસ્ટ પ્રોડક્ટ છે અને હું એને પણ બહુ સારી રીતે અત્યારે વાપરું છું અને હું ઈચ્છા એવી રાખું છું કે આ જેકેટ પતી જાય અને હું બીજું નવું જેકેટ લેવા ઈચ્છું તો હું એ જ વસ્તુ એ જ પ્રોડક્ટ ફરીથી હું લઈશ